હા હા અમીબેન વાત કરી રહી છું બોલો ને હા બરાબર

હા હં

તો પહેલાં તો તમારે સુરતની અંદર ઘણી બધી જગ્યાઓ છે જ્યાં તમે કઈ વસ્તુનો ઇંટ્રેસ્ટ કરો છો કારણકે બધા બધી જુદી જુદી જગ્યાઓ પર પ્લેસ અવલેબલ છે ધારોકે હવે ડુમસ જવું હોય તો તમે બાઇક ઉપર જશો તો તમને સારું પડશે સુરતમાં મોસ્ટોફ તમે જે જગ્યા ઉપર ફારશો ને તો તમે બીઆરટીએસનો ઉપયોગ કરી શકો છો અથવા તો ઓટો પણ લઈ શકો છો

ઓકે હું તો એવું જ કહું છું કે એક સારી એવી રીક્ષા અગર ગાડી લેવી જોઈએ કારણકે બીઆરટીએસની કનેક્ટિવિટી છે ને એમાં પૈસો ઓછા જશે પણ ટાઈમિંગ વધારે જશે અને ટ્રાફિકનો બી પ્રોબ્લેમ હોય છે એટલે રિક્ષાવાળા કેવું હોય કે લોકલ રીક્ષાવાળા હોય એટલે તમારે ભાડું બી તમે બે ત્રણ વ્યક્તિઓ કરશો તો ચારસો પાંચસો રૂપિયાની અંદર તમારું કામ બી પૂરું થઈ જશે અને તમને બધી જગ્યા ઉપર ફેરવી બી દેશે કારણ કે રિક્ષાવાળા લોકલ હોયને એટલે એ લોકોને બધું જ ખબર જ હોય એમને સાપુતારા જવું હોયને તો પછી તમારે ફોર વ્હીલ બુક કરાવી દેવી પડે બધી એજન્સીને બધા ટ્રાવેલ્સવાળા હોય જ છે કે જે આ રીતે જાય જ છે ટ્રાવેલ્સમાં તમે કરો ને તો પાંચસો કે છસ્સો રૂપિયા હોય તમે એસીવાળું બુક કરાવો તો હજાર રૂપિયા હોય એ બી તમને સારું પડે એ લોકો તમને ફૂડે આપે અને બધી ચીજે સારું રહે દૂર જવું હોય ને તો ટ્રાવેલ જ બેસ્ટ છે એમ

આપણે અહીંયાથી સુરતમાં તમારે કયા વિસ્તારમાં છો અત્યારે તમે તો કંઈ વાંધો નહીં આપણે ભવ્ય ટ્રાવેલર્સવાળાનો છે તમે સુરત આવો પછી મને કોન્ટેકટ કરી દેજો એટલે હું તમને એ ભાઈ જોડે હું કોન્ટેક્ટ કરાવી આપું ઓકે હા